અમારી સ્કૂલમાં ચિત્રકામ માટેનું એક અલગ જ સબ્જેક્ટ વિષય હતો જેમાં અમને અઠવાડિયામાં બે વાર અમને એ ચિત્ર કામનો ક્લાસ હોય અમારા સર જે હતા શ્યામ સર હતા એમનું નામ મને હજી પણ યાદ છે કારણ કે એ સર અમને જે રીતે શિખવાડતા હતા તેનાથી અમને પ્રેરણા મળતી હતી કે ના અમારે ચિત્રકામ કરવું જ જોઈએ જેનાથી તમે તમારા જીવનના કંઈક સારું કરો છો એવો તમને આનંદ થાય અને હું ચિત્રકામ સર પાસે વધારે શીખી એના કરતાં તો મારા પપ્પા પાસે વધારે શીખી મારા પપ્પાને પણ ચિત્ર કામનો ખૂબ જ શોખ છે અને એ અત્યારે પણ આજની તારીખે પણ એ પોતે ગ્લાસ પેન્ટિંગના કરે છે અને એટલા બધા એમાં એ એમને કોઈ ક્લાસ નથી કર્યા કશે જઈને શીખ્યા નથી બસ જોઈને જ એમને આઇડિયા આવી જાય કે આમાં શું કરવાનું છે અને એ જ રીતે પપ્પાએ અમને પણ ટ્રેન કર્યા છે તો એ રીતે અમને પણ આઇડિયા આવી જાય કે આ ડ્રોઇંગમાં શું છે ને આ આર્ટમાં શું છે કેવી રીતે કરવાનું છે અને ચિત્રકામ માટેની સારી કોલેજો તો બોમ્બેમાં જેજેઆર ઇન્સ્ટિટ્યૂટ છે અને સુરતમાં ગલ્સ પોલિટેકનિક છે તેમાં પણ ઘણાબધા ચિત્રકામને રિલેટેડ એટલા બધા કોર્સિસ ચાલે છે કે જ્યાં જઈને તમે એડમિશન લઈને તમે તમારા જીવનમાં જે શીખવા માંગતા હો એ તમે શીખી શકો છો હવે હાલની તારીખમાં તો મારે કોઈ કારકિર્દી નથી એનામાં બનાવાની પણ મને ગમે છે એટલે મારી આકાંક્ષા છેકે હું વધુને વધુ ચિત્ર કામ કરું અને વધુને વધુ એમાં ઊંડાણપૂર્વક જાઉં કારણ કે એમાં એટલું બધું શીખવાનું હોય છે એટલી બધી ડિઝાઇન્સો હોય છે એટલા બધા કલરો હોય છે કેટલા કલરોને તમે એક કલર સાથે બીજો કલર મિક્સ કરી નવો કલર બનાવી શકો છો એટલે એ મારી એવી આકાંક્ષા છે કે જ્યાં સુધીના મારાથી થઈ શકે ત્યાં સુધીના હું ચિત્ર કામ કરું